કેટલી ઉંમર છે તમારી તમે બાવીસ વર્ષના તો નથી લાગતા તો આ હાઇટ કેમ નથી વધારે પડતી હા તો તમે તો હા તો પ્રૂફ આપો ને તમે આધાર કાર્ડ હા તો તમારા પપ્પા સાથે વાત કરાવો કોઇ વાલી હોય તેમના સાથે તે કંઈક ઓળખીતું હોય તેમની સાથે વાત કરાવો કરાવી પડે ને હવે તો તો તમારી ઉંમર નાની લાગે છે ને એટીન પ્લસ વાળાને મળે છે એટીન પ્લસવાળાથી ઓછાવાળા ને નથી આપતા અમે હા તો હલો હં કેટલા વર્ષના તમે

બાવીસ વર્ષના તમે નથી લાગતા ને તમારી હાઇટ તો એટલી વધારે તો નથી ને તો પણ હા તો તમે નાના લાગો છો તો તમારી પાસે શું પ્રૂફ છે આધાર કાર્ડ તો હવે નકલી હો નીકળે બધા ફ્રેન્ડની સાથે તો નહીં પણ તમે તમારા વાલી સાથે વાત કરાવો ને મમ્મી પપ્પા સારું લાવો તમે કેટલી કેટલું જોઈએ તમને કઈ બ્રાન્ડ સારું સારું